વિસ્તારના લોકોને રમતો રમવાથી ખૂબ ઘણો ફાયદો થાય છે વિસ્તારમાં રમતો ક્રિકેટ ફૂટબોલ હોકી ગિલ્લીદંડો ભમરડો આવી બધી ઘણી ઘણા ઘણા પ્રકારની રમતો હોય છે તેમાં જ મારી ફેવરિટ ક્રિકેટ છે ક્રિકેટ અમે ફ્રેન્ડ્સ જોડે રમીએ છીએ તેનો ખૂબ ફાયદો થાય છે અમને સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે તે અને નવાં નવાં વ્યક્તિઓને મળીએ છીએ ક્રિકેટ દ્વારા નવાં મિત્રો બને છે